આજના યુગમાં ટેક્નોલૉજી દરેક ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે અને વેપાર માટે પણ તે કોઈ અપવાદ નથી ટેક્નોલૉજીનો સદુપયોગ કરીને આપણે વેપારને વધુ અસરકારક અને લાભદાયી બનાવી શકીએ ટેલનોલૉજી વ્યાપરને ગતિશીલ બનાવે છે આજના જમાનામાં ઈટરનેટ સ્માર્ટફોન અને કોમ્પુટરનાં માધ્યમથી દિવસના ચોવીસ કલાક અઠવાડિયાના સાત દિવસ આપણે વહીવટ કરી શકીએ છીએ આનો અર્થ એ કે દુનિયાનાં કોઈપણ ખૂણામાં રહીને બિઝનેસ કરી શકીએ આ સરળતા વ્યાપારને એક નવી દિશા તરફ લઈ જાય છે ટેક્નોલૉજી દ્વારા આપણે માર્કેટિંગની પ્રક્રિયા સરળ બનાવી શકીએ છીએ શોસલ મીડિયા પ્લેટફોમ જેવી કે ફેસબુક ટિવટર ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણે આપણી પ્રોડકસ અને સર્વિસને મહામુલી ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ આમાં વિડીયો માર્કેટ બ્લૉગ્સ અને પૉડકાસ્ટ જેવાં મીડિયા પણ જોડાઈ શકીએ જે વ્યાપાર માટે એક સારો માધ્યમ બની રહે છે ટેક્નોલૉજી દ્વારા નાણાકીય વ્યવહાર પણ સરળ બન્યો છે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ જેવી કે યુપીઆઈ નેટબેકિંગ અને મોબાઈલ વૉલેટ્સ દ્વારા વ્યવહારો ઝડપી અને સુરક્ષિત બન્યા છે આ ઉપરાંત બેન્કિંગ એપ્સ દ્વારા આપણે આપણા નાણાકીય વ્યવહારો પર હંમેશા નજર રાખી શકીએ છીએ અન્ય મહત્ત્વપૂર્ણ ભાગ છે ડેટાની વ્યવસ્થા ટેક્નોલૉજી દ્વારા આપણે આપણા બિઝનેસના ડેટાને સંગ્રહિત અને વિશ્લેષણ કરી શકીએ આ ડેટાની મદદથી બજારમાં ટ્રેન્ડ્સ ગ્રાહકોને પસંદગી અને બિઝનેસને વધધટ પણ નજર રાખી શકીએ છીએ આથી વ્યાપારમાં સૂચિત ફેરફારો અને સુધારાઓ સરળતાથી કરી શકીએ ટેક્નોલૉજી દ્વારા કસ્ટરમર સર્વિસ પણ સુધારો અને ઝડપી બની છે ચેટબોટ્સ અને એઆઈ આધારિત સહાયક ઉપકરણો દ્વારા ગ્રાહકને તુરંત અને યોગ્ય સહાયતા મળી શકે આથી ગ્રાહકોના પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપી અને અસરકારક રીતે નિકાલ કરી શકાય છે ટેક્નોલૉજી દ્વારા વ્યવસાયિક કાર્યક્ષમતા વધી છે સોફ્ટવેર અને ટૂલ્સ દ્વારા આપણે વ્યવસાયની વિવિધ પ્રવૃત્તિઓ જેમકે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઈનવેન્ટરી મેનેજમેન્ટને સરળ અને સંચાલિત બનાવી શકીએ છીએ કુલ મળીને ટેક્નોલૉજી વેપારમાં અનિવાર્ય બની ગઈ છે ટેકનોલોજીનો સદુપયોગ કરીને આપણે આપણી વ્યાવસાયિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકીએ છીએ